સંગીતમાં મને બહુ શોખ છે મને હાર્મોનિયમ તબલા ગિટાર બધું વાગડતા આવે છે અને બચપણથી મારો બહુ શોખ હતો કે ભાઈ સંગીતમાં હું આગળ વધી શકું બરાબર અને આજે પણ મને બહુ એનો શોખ જ છે અને અ નવરાત્રિમાં પછી શાળામાં ભણતા હતા ત્યારે શાળામાંય મને બહુ શોખ હતો વાજિંત્રો વગાડવાનો અને આજે પણ હું વગાડું જ છું એટલે આ બહુ અ સંગીત પ્રત્યે મને ઘણી રુચિ છે